બોલો કોણ હા બોલો બોલો હા બ હા સર બોલો બોલો હા હા હા હા તો અમે ઘણી જગ્યાએ જોબ માટે અમને ખબર છે કે ક્યાં ક્યાં જોબ ખાલી હોય છે તમે મને તમારો અભ્યાસ જણાવશો કે તમે ક્યાં સુધી ભણેલા છો બરોબર તો હાલ બરાબર બરાબર એટલે કે તમે એક વર્ષની અંદર એક્સપિરિયન્સ ધરાવો છો તો ઉર અમારે ત્યાં ખાસી બધી જોબ છે જેવી કે તમે કીધું કે તમે સ્કૂલ ટીચરની જોબ કરી છે એવી પણ છે એક લેબોરેટરી ટેકનીશિયનની પણ છે બરાબર તો તમારું મને જાણવો કે તમે હા બરાબર તો અમારે ત્યાં એક છે ટીચિંગમાં જોબ સ્કૂલમાં જ છે જે ગાંધીનગર અને ગાંધીનગર બાજું છે અને કલોલ બાજું છે બરાબર તો તમે તમારે ત્યાં જવાનો મેળ પડે એમ છે હા તો તમે હા તો એ તો તમે જઇને હા તો જુઓ અમારે અહીંયા પ્રકિયા કેવી હોય છે કે અમે ઇન્ટરવ્યુ માટે મોકલીએ છીએ અહીંથી તો એ જે સેલેરી છે જે પગાર ધોરણની વાત કરો છો એ ત્યાંથી જ તમારું નક્કી કરવામાં આવશે કે તમને શું પગાર ધોરણ હોવું જોઇએ બરાબર છે તો તમે પહેલાં અમારે ત્યાંથી ઇન્ટરવ્યૂ માટે તમને અમે કહીશું ત્યારે તમે જતા આવજો હાલ તો હું તમને કોઈ સ્પેસિફિક ના કહી શકું કે કેટલું ઇન્ટરવ્યૂ માટે તમને કહેશે કે કેટલો પગાર ચૂકવાશે તો તમે હા એટલે તમારે અત્યારે ઇન્ટરવ્યુ પહેલાં તમે અમને અત્યારે કોન્ટેક્ટ કર્યો છે તો અમે જ્યાં જગ્યા પડી છે કોલેજમાં ગાંધીનગર બાજુ કે કલોલ બાજુ તમારે ત્યાં જવું હોય ત્યાં અમે વાત કરી રાખીશું ત્યાં અમે તમને ઇન્ટરવ્યુ માટે મોકલીશું તમે લોકો જ્યારે તમારે બોલાવે ત્યારે તમારે તમારા પગાર ધોરણ વિશે વાત કરી લેવાની અને જો તમારે ત્યાં જવાનો પણ ખર્ચો થતો હોય તો પરિવહનના જે વા ખર્ચો થાય એના વિશે પણ પૂછી લેવાનું એ તમને ચૂકવશે કે નહીં ચૂકવે કે તમારા પગારની અંદર ગણાશે હા એમાં એવું હોય છે કે જ્યારે તમે અમે તમને અહીંથી ઇન્ટરવ્યુ માટે મોકલીએ તો પંદરસો રૂપિયા પે પહેલાં તમારે ભરવાના હોય છે બરાબર અને જો તમે એનાં પછી પણ એક કે બે મિનિમ ઓછામાં ઓછા ચાર ઇન્ટરવ્યુ તો હોય જ છે એમાં તમે પાસ થઈ જાવ તો ઠીક પણ તમે જો બીજી જોબ માટે ફરીથી અમારે ત્યાં કરો છો તો તમારે ફરીથી ફી ભરવાની હોય છે હા તો મને તમારો અભ્યાસ ને એ બધું જણાવજો તો અમે તમારું સારું એવું રીઝ્યુમ બનાવી અને આગળ મોકલી શકીએ હા હા થાય એટલું જલ્દી કરજો કે ત્યાં કણ ભરતી ભરાઈ ના જાય